હા મેં મારા મોબાઈલ પર ન્યૂઝ ફીડ વાંચું છું ટાઈમ્સ નાવ ભારત ઈન્ડિયા ટુડે ભારત વર્ષ ન્યૂઝ નેશનલ એબીપી ન્યૂઝ ઈન્ડિયા ટીવી ભારત આજતક ઝી ન્યૂઝ ગુડ ન્યૂઝ ટુડે જેવી વગેરે ચેનલોને સબ્સ્ક્રાઇબ કરી છે